ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્ર અન્ય ઉદ્યોગ અથવા ક્ષેત્રો સાથે ભાગીદારી કરવામાં આવે છે જેમ કે ગુજરાતમાં વધારે પડતા ઘઉં પાકે છે તો ગુજરાતવાળા મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરે છે અને મહારાષ્ટ્રમાં મકાઈ વધારે પાકે છે તો મ મહારાષ્ટ્રના લોકો ગુજરાતમાં મકાઈ પહોંચાડવાની કોશિશ કરે છે આંતર સાહકીય માળખાકીય તેમજ ઘણી બધી બાબતો કરવામાં આવે છે આંતર વિભાગીય એકીકરણ કરીને તે ઉદ્યોગ ચલાવવામાં આવે છે અને ત્યાં લોકો વેપાર કરતા હોય છે